ભારતમાં આઝાદીની ચળવળ લગભગ અઢારસો સત્તાવનથી ઓગણીસસો સુડતાળીસ દરમ્યાન ચાલી આમાં મુખ્યત્ત્વે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ મુખ્ય પાયો ગણાવી શકાય કારણ કે ત્યાંથી જ ભારતમાં આઝાદીની હૂંફ ચાલેલી તો કે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય તેની અંદર મુખ્યત્ત્વે જે સૈનિકો દ્વારા કરવામાં આવ્યો બળવો એ મુખ્ય કારણ હતું તો બળવાની અંદર એવું હતું કે અંગ્રેજો દ્વારા જે ગોળી દારૂ ગોળી અને દારૂ દારૂ ગોળા હતા તેની અંદર માંસ અને ગાયનું ચરબી અને ડુક્કરની ચરબી જે છે તે અંદર નાખવામાં આવતી જેનાં કારણે સૈનિકોએ બળવો કરેલો કારણ કે તેની અંદર મુસ્લિમ અને હિન્દુઓ સૈનિકો હતા જેમ કે હિન્દુ સૈનિકો માટે ગાયનું માંસ એ ગાય માતાએ માતા ગણાતી અને જ્યારે મુસલમાનો માટે ડુક્કર એ હરામ હતું જેથી બંનેને એ પોતાના ધર્મ અંગે ધર્મને નુકસાન થયું હતું તેથી અઢારસો સત્તાવનનો સંગ્રામ થએલો અઢારસો સત્તાવનનાં સંગ્રામથી તે ઓગણીસસો સુડતાળીસ સુધી જે ચાલેલાં બધાં આંદોલનો હતાં તે ભારતના આઝાદીની ચળવળ મુખ્ય તરીકે ગણવામાં આવે છે આની અંદર સૌ પ્રથમ તો કે આપણે અઢારસો પંચ્યાસી જે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યાંથી લગભગ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હવે ત્યાર પછી ઓગણીસસો ને સાતમાં મુસ્લિમ અને હિન્દુની વચ્ચે લડાઈ થએલી અને તેની અંદર મુસ્લિમ લીગની અલગ સ્થાપના થવામાં આવી અને ત્યાંથી ભારતની પડતી લગભગ શરૂ થએલી કારણ કે અંગ્રેજો એ ચાહતા હતા તે થયું હતું ઓગણીસસો ને પંદરમાં જ્યારે ગાંધીજી પરત ભારત આવ્યા આફ્રિકાથી ત્યારે તેને પ્રવાસી દિવસ તરીકે ઓળખાયો કારણ કે જે ગાંધીજી આફ્રિકાના પ્રવાસથી ઓગણીસસો ને પંદરમાં ઘરે આવેલા ત્યારથી ગાંધીજીને ત્યાં આફ્રિકામાં લાગેલી ઠોકરનાં કારણે તેને ખબર પડી કેમ કે ભારતમાં અંગ્રેજો એટલો બધો રાજ કરે છે ત્યાર પછી ઓગણીસસો ને ઓગણીસમાં રોલેટ ટેક્ટ આવ્યો રોલેટ એકટની અંદર એવું કહેવામાં આવેલું હતું કે જે સરકાર કહે એમ જ થશે કોઈએ બોલવાનું નહીં કોઈએ કંઇ વકીલોએ કે વકીલોએ કંઇ કરવાનું નહીં કોઈએ જાતની કામગીરી નહીં કરવાની તો કે રોલેટ એક્ટને કાળો કાયદો પણ તરીકે ઓળખવામાં આવ્યો ત્યાર પછી ઓગણીસસો ને વીસથી બાવીસનાં દરમ્યાન અસહકારનું આંદોલન થએલું તે નાગપુરમાં થએલું અધિવેશન કોંગ્રેસનું અધિવેશનમાં ઠરાવ પસાર કરવામાં આવેલો કે તેનાં એમાં તેની અંદર શું કામ અસહકારનું આંદોલન કરવામાં આવેલું તો કે તેની અંદર લાલા લજપતરાય હતા તો તેને એટલો લાઠી માર મારવામાં આવેલો કે તેનાંથી તેનું મૃત્યુ થઈ ગએલું અને આ મૃત્યુ થઈ ગએલું એનાં કારણે ભારતમાં વસતા લોકોને ખૂબ જ ચીડ થઈ કેમ કે પોતાનાં લોકોને ગુમાવવા એ ભારત માટે બહું દુઃખની વાત કહેવાય તેથી અસહકારનો આંદોલન પીઆર દાસે રજૂ કરેલો હતો તેથી પહાડી મળીને ગાંધીજીનાં સ્નાન કાર્યો કરેલાં આ દરમ્યાન ઓગણીસસો ને વીસમાં અધિવેશનમાં અસહકારનો આંદોલન કોંગ્રેસ બ્રિટિસ સામ્રાજ્ય ને હેઠળ શ્વસાનને બદલી સ્વરાજ્ય જાહેર કર્યું એ બુલંદ કરવામાં આવેલું ત્યાર પછી ઓગણીસસો ને અઠ્ઠાવીસમાં જવાહરલાલ નેહરુએ ભારતને આઝાદ છવ્વીસ જાન્યુવાર ઓગણીસસો ને અઠ્ઠાવીસનાં રોજ ભારતને આઝાદ જાહેર કરેલું અને ત્યારથી જ તે છવ્વીસ જાન્યુવારી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર બાદ ઓગણીસસો ને બત્રીસમાં ઓગણીસસો ને ત્રીસમાં સવિનય કાનૂન ભંગની ચળવળ ચાલેલી તેની અંદર ભારતને પોતાનો પોતાની રીતે કામગીરી કરવાં માટે પોતાનો બંધારણ ઘડવાની રચના એની અંદર લાગુ કરવામાં આવેલી ત્યાર બાદ ઓગણીસસો ને ત્રીસમાં દાંડી કૂચ દાંડી કૂચ એટલે કે ભારત પોતાનાં પોતાનાં માટે મીઠાનાં સત્યાગ્રહ માટે લડેલું તેની અંદર ગાંધીજીએ સાબરમતી આશ્રમથી તે દાંડી સુધી પગ પગ યાત્રા કરેલી અને આ મુખ્યત્ત્વે ઇઠયોતેર સાથીઓથી શરૂ થએલી તે બાવીસ માર્ચથી ઓગણીસસો ને ત્રીસથી દાંડી કૂચ શરૂ થએલી અને ચાર પાંચ એપ્રિલ પાંચ એપ્રિલ ઓગણીસસો ને ત્રીસનાં રોજ આ દાંડી યાત્રા પૂર્ણ થએલી ત્યાર બાદ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહની સ્મારક વિશેષતાઓ જાણવામાં આવેલી અને તે તેની સ્મારકની ઊંચા અઢાર ફૂટ ઊંચી ગાંધીજીની મૂર્તિ પણ ત્યાં રાખવામાં આવેલી છે પછી ધરાસણા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહની અંદર એવું હતું કે અંગ્રેજો એવું ચાહતા હતા કે ભારત પોતાનો બંધારણ જાતે ના લખે અને અંગ્રેજ સરકાર લખે અને તો તો સરવાળે એવું ને એવું રહે કે અંગ્રેજો જ પોતાનું પાછી સતા રાખી શકે પછી ગોળમેજી પરિષદ થઈ ઓગણીસસો એકત્રીસ ઓગણીસસો ત્રીસ ઓગણીસસો એકત્રીસને ઓગણીસસો બત્રીસ આ ત્રણ વર્ષ દરમ્યાન ત્રણ ગોળમેજી પરિષદ થઈ તેની અંદર ત્રણેય પરિષદમાં હાજર રહેવાવાળા બાબા સાહેબ આંબેડકર હતા અને ત્રીજી પરિષદમાં ગાંધીજી હાજર રહેલા તેમાં એવું પસાર ઠરાવ પસાર કરવામાં આવેલો કે જેની અંદર ભારતના લોકોને આઝાદી મળે અને ઓગણીસસો ને બેતાળીસનાં રોજ અસહકારનો આંદોલન અસહકાર નહીં પણ હિન્દ છોડો આંદોલન થયું હિન્દ છોડો આંદોલન ક્વીટ ઈન્ડિયા અંગ્રેજોએ ભારત છોડવું જોઈએ ત્યાર બાદ ઓગણીસસો ને પિસ્તાળીસની અંદર ભારતમાં સાયમન કમિશન આવ્યું સાયમન કમિશન આવ્યું તે ભારતના બંધારણ માટે આવેલું અને તેની અંદર ભારત માટે ભારત માટે બંધારણ ઘડવાની રચના કરવામાં આવેલી અને આ શું કહેવાય હા આ ભારતના લોકોને મંજૂર હતું નહીં ત્યાર પછી ત્યાર પછી ભારતના ઓગણીસસો ને સુડતાળીસનાં ઓગણીસસો ને છેતાળીસમાં ભારત પાકિસ્તાન આઝાદ થયું અને ઓગણીસસો ને સુડતાળીસમાં બંધારણ ઘડવાની રચના કરવામાં આવેલી તેની અંદર બાબા સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના વડા તરીકે નીમવામાં આવ્યા અને તેને ભારતના બંધારણની રચના શરૂ કરવામાં આવેલી આમ ભારતની આઝાદીની ચળવળ અંગે ખૂબ જ અતિ મહત્ત્વનાં એવા આ કાર્યક્રમો થએલા અને તેની અંદર ભારતે સરવાળે છેલ્લે આઝાદી મળેલી પણ ભારતને આઝાદી મળી તેની અંદર ભારત અને પાકિસ્તાન બે ભાગલા પડેલા આ એક ખૂબ દુઃખદ ઘટનાની વાત છે